મેં દ્વારકાધીશની યાત્રા કરેલી છે જે મને ખૂબ જ આનંદદાયક સ્થળ છે એમાં શ્રી ભગવાન શ્રી કૃષ્ન સ્વયં બિરાજમાન હોય મંદિરમાં એવું આપણને એવાં દૃશ્યો જોવા મળે છે દ્વારકાધીશ મંદિર દરિયાને આ સાઈડ આવેલું છે બાજુમાં દરિયો છે દરિયાની જે લહેરોનો અવાજ આવતો હોય એક મનમોહક હોય છે ત્યાં ફરવાલાયક બહુ સારાં સારાં સ્થળો છે બેટ દ્વારકા છે અને એમાં દ્વારકાધીશનું મંદિર એટલું ખૂબસૂરત મંદિર છે એમાં સ્વયં કૃષ્ણનાં આપણને દર્શન થતાં હોય છે અને બહુ સારું મંદિર છે